હા મનીષ ફ્લાવરમાંથી બોલે છે હા મારે ફ્લાવર લેવાના હતાં ફૂલ લેવા હતાં ગુલાબના ને એનો શું ભાવ છે હા અને સૂર્યમુખીના બરાબર અને જાસમીન બરાબર તો મારે કિલો જોઈએ છે એક કિલો મંદિર માટે જાસમીનના ફૂલ તો તમે સરખો ભાવ કહો તો એ પ્રમાણે હું લઉં મારે શ્રીનાથજી મંદિર છે બેઠક મંદિર ત્યાં આગળ આણંદમાં ત્યાં ફૂલનો હિંડોળો કરવાનો છે તો શ્રાવણ મહિનો છે એટલે તમે કિલો લેવા છે તો સરખો ભાવ કહો એકવીસસો રાખો તમારું નહીં અને અમારુંય નહીં ના પછી મારે બીજો પણ કરાવવાનો છે મંદિર માટે જોઈએ છે તો બીજા પણ ગુલાબનાને એના લેવાના છે તો તમે સરખો ભાવ કો તો મારો ફરી વખતે તમારે ત્યાં જ ઓર્ડર આપું હું મારે બાવીસ તારીખે જોઈએ છે એટલે તમે તે ઘડીએ રેડી રાખજો અને તાજા જોઈએ મારે હો ફ્રેશ જોઈએ એકદમ હા તો હવે હા પેમેન્ટ તમને જી પે કરી દઇશ ઓનલાઇન ઓનલાઇન લે છોને તમે કે પછી હું રૂબરૂ હા તો પછી ઓનલાઇન કરી દઇશું તમે ડિલિવરી કરી દેજો ગ્રાહકનું નામ ખુશી હા થેન્ક યુ